આજ કાલ સમાજમાં આંતરિક લડાઈઓ ખૂબ જ થતી હોય છે જેના કારણે ભવિષ્યમાં માઠી અસરો પડે છે અને એના પરિણામો ખૂબ જ ગંભીર આવે છે અને હા મને યાદ છે જ્યારે હું ધોરણ સાતમાં ભણતી હતી ત્યારે અમારા ગામમાં આંતરિક સમાજની લડાઈ થઈ હતી સોસાયટીને લઈ જેમાં અમારી સોસાયટીની ગટર લાઈન રાત્રે કોઈ કારણોસર તૂટી ગઈ હતી તો તેનું પાણી બાજુની સોસાયટીમાં ગયું હતું અને તે સોસાયટીના લોકોએ જાણ્યા વગર જ ઝઘડા માટે ઉગ્ર થયા અને ખૂબ જ ભયંકર ઝઘડો થયો હતો જેની વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી અને આ ઝઘડા પછી બંને સોસાયટી વચ્ચે જે સંબંધ હતો એ પૂરો થઈ ગયો અને પહેલા તો નવરાત્રિ બંને સોસાયટીની સાથે થતી હતી અને હવે બધું અલગ થઈ ગયું છે બધા વ્યવહાર પૂરા કરી દીધા છે અને જે સોસાયટી વચ્ચે સારો સંબંધ હતો તે હવે પૂરો થઈ ગયો છે અને મારા જીવનમાં હું અંગત પરિણામો હું અનુભવું છું જેમાં બાજુની સોસાયટીમાં મારી એક મિત્ર રહે છે અમે બંને શાળા સુધી જ સાથે રહી શકીએ છીએ ગળે મળી શકતાં નથી અને તહેવારો પણ સાથે ઉજવી શકતાં નથી જે મને ખૂબ જ ખરાબ અનુભવાય છે